હા જિતેન્દ્રભાઈ બોલો આ નવરાત મેં ભાવિકાબેન નવરાત્રિ ક્યાં સારી થાય છે પણ એકાદ ગે જગ્યાએ તો એવું હશે ને કે હા સારી થતી હશે આખા ગુજરાતમાં બરાબર કેવું ત્યાં મજા આવે

બરાબર ગાયક કલાકાર કોણ આવે બરાબર ત્યારે તો સારુ સારું સારા ગાયક કલાકારો છે બરાબર કયા કયા બરાબર એટલે ગરબાની હરિફાઈઓ થતી હશે ને બરાબર ઈનામ અને એવું આપે વિજેતા થાય તો ત્યારે તો સારું કહેવાય કે ત્યાં તો મોટી સંખ્યામાં ગરબાવાળા ગરબા બરાબર કંઈ છે હા બરાબર ત્યાં સુવિધા કેવી હોય બધી સારી રીતના હોય છોકરીઓની સુવિધા સેફ્ટીની સુવિધા બરાબર એટલે સારું કહેવાય કે છોકરી છોકરીઓના છોકરી અને છોકરાઓનો તો અલગ અલગ ગ્રાઉંડ હશે કે એક જ ગ્રાઉંડમાં ગરબા કૂદે ત્યારે તો ત્યારે તો બહુ ભીડ ભીડ હશે ને એ હો બરાબર ત્યારે સારું કહેવાય સેફ્ટી માટે પોલીસવાળા અને એ મૂકતા મૂકાતા હશે ને આ સિક્યોરિટીવાળા ને એવા હશે ને કંઈ થાય તો પોલીસ તો જોઈએ ને કેટલા વાગ્યા સુધી ગરબા કૂદે એવું છે બરાબર ત્યારે તો સારું જ છે તમે ત્યાં ગરબા કૂદવા ત્યાં ત્યાં ગરબા ગાવા જાઓ છો

કઈ હોસ્ટેલ હેં બરાબર એટલે સારું છે ઓકે